હા મેં વાસસ સ્થળેથી સત્યનારાયણ રેસ્ટોરન્ટમાંથી ભોજનનો ઓડર આપ્યો છે જે હું મારા મિત્રને મોકલવા માંગું છું મારા મિત્રનું સરનામું છે હિમાંશુ સોલંકી સાંકળદા સરસ્વતી સોસાયટી